આપણે જાણીએ રાજપીપળાના આજુબાજુ વિસ્તારમાં જોવાલાયક સ્થળો સ્મારકો અને ધાર્મિક સ્થળો અને ત્યાંની વિવિધ વિવિધ કહાનીઓ કે જેમના જેમના લીધે તે એમ પ્રચલિત છે અહીં રાજાનું રાજાનો મહેલ મ્યુઝિયમ છે ધાર્મિક સ્થળો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અલગ અલગ જુદા જુદા સ્થળો છે વોટરફોલ છે વગેરે અહીં ખૂબ જોવાલાયક છે લોકો અહીં ખૂબ ફરવા આવે છે જેમ કે રાજપીપળામાં હરસિધ્ધિ માતાનું મંદિર છે તો ત્યાંના વિશે આપણે જાણીએ અહીંના જે રાજા હતા તેઓ ઉજ્જૈનથી માતાજીને લઈને આવતા હતા માતાજીએ એમને એવું કીધું હતું કે જ્યાં તમે પાછળ ફરીને જોશો ત્યાં જ મારું મંદિર બનશે તો રાજા જ્યારે ઉજ્જૈનથી નીકળ્યા ત્યારે તેઓ સામે આગળ તેઓ ચાલતાં અને પાછળ માતાજી જેઓ રાજપીપળામાં એન્ટર થયા અને ત્યાં તેઓને એમ ડાઉટ શક થયો કેમકે અવાજ આવતો બંધ થઈ ગયો ઘુંઘરૂનો તબ રાજાએ પાછળ ફરીને જોયો અને માતાજી પાછળ જ હતા તો માતાજીએ જેમ એમને કીધું હતું કે ત્યાં પાછળ ફરીને જોશો ત્યાં જ મારું મંદિર બનશે તો તેઓ પાછળ ફરીને જ જોયું તો ત્યાં જ માતાજી રોકાઈ ગયા અને તેમનું મંદિર પણ અહીં છે આ છે હરસિધ્ધિ માતાનું મંદિર અને અહીં મ્યુઝિયમ પણ આવેલું છે અહીં બાળકોને ફરવા માટે લઈ આવવામાં આવે છે અલગ અલગ સહેલાણી આવે છે બહારથી આવે છે ત્યાં રાજાઓ રાજાના જેઓ હથિયાર એ લોકો જે વાપરતા હતા તે સાધનો રમતોમાં જીતતા હતા તે કપ માં જેમ કે તલવાર છે ભાલપ છે અને જુદા જુદા પ્રાણીઓના ચામડા બંદૂકો વગેરે અહીં સાચવીને મૂકવામાં આવેલી છે ટુરિસ્ટો દ્વારા અહીં બધું જોવામાં આવે છે અહીં નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આવેલ છે જ્યાં લોકો ચોમાસા બાદ જેવો ટાઈમ મળે છે ત્યાં દેશ વિદેશથી લોકો અહીં ફરવા આવે છે અને તેઓ ખૂબ મોટું છે તેઓ સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાય છે ત્યાં રી ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે જેમ કે ગાર્ડન સ્ટેમ્પ ટેન્ટ સિટી ક્રૂસ બોટ રાઇટીંગ છે જુદા જુદા બગીચાઓ પ્રાણી સંગ્રહાલય વગેરે છે અહીં લોકો ખૂબ એન્જોય કરે છે અને સરદાર સરોવર ડેમ પણ આવેલો છે જ્યાં વીજળી ઉત્પાદન કરવામાં આવે છે અને અલગ અલગ રાજ્યમાં પહોંચાડવામાં આવે છે અહીં નજીકમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે જેમ કે હરસિધ્ધિ માતાનું મંદિર છે પછી ફાગવેલ ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં લોકો પોતાની આસ્થા લઈને જાય છે ભાદરવાનો મેળો અહીં નવરાત્રિના તહેવાર પણ ખૂબ ધૂમધામથી ઉજવાય છે અહીં નજીકમાં માંડણ પણ માંડળ છે જે એક સુંદર નજારો છે એ મતલબ બીચ બીચ ટાઇપનું છે ત્યાં લોકો ઉનાળા શિયાળા વગેરે ફરવા આવતા હોય છે ત્યાં ફરવા માટે ખૂબ સારી જગ્યા છે લોકો અહીં ફરીને ખૂબ મજા કરે છે માટે ફરવા માટે જે સારી જગ્યા કહેવાય તેમાંની એક કહેવામાં આવે છે અહીં આજુબાજુ જંગલ વિસ્તાર પણ ખૂબ છે એટલે લોકોને ફરવા માટે ખૂબ મજા આવે છે અને બહારના લોકો પણ ખૂબ આવે છે તેઓ ફરીને અહીંથી એક સારી મેમરીઝ લઈને જાય છે